આવનારા વર્ષોમાં ઉદ્યોગ માટે સૌથી પ્રથમ નાણાકીય નવીનતા ઓનલાઇન પેમેન્ટ માટે કરવાની છે આજ સુધી કેશ પેમેન્ટ ચાલતું હતું જ્યારે આજથી આગળના સમયમાં માણસોને કેશ પેમેન્ટથી કરતાં ઓનલાઇન પેમેન્ટનો ક્રેઝ વધતો જાય છે આજકાલના ગુજરાતના અથવા માણસોના જે બીજનેસ ચાલતા હતા કેશથી એ લોકોને ગૂગલ પે છે ફોનપે છે ક્યુઆર કોડ છે આથી આગળ વધીને પોસ્ટ ઓફિસ સર્વિસ પણ મર્ચન્ટ એકાઉન્ટ આપે છે ધંધા માટેનું એકાઉન્ટ જેની સાથે ક્યુઆર કોડ પણ આપે છે એટલે નાનામાં નાના ગામડાવાળા પણ આ વસ્તુને સ્વીકારી શકે અને એનો ઉપયોગ ચાલુ કરી શકે પોસ્ટ ઓફિસનો ક્યુઆર કોડ લગાડેલો છે જે તમારો પોસ્ટમેન ડેઈલિ તમારી ઘરે ટપાલ દેવાને આવે છે તેની પાસેથી જ તમે તે ક્યુઆર લઈ શકો એકાઉન્ટ ખોલી શકો ઘરે બેસીને અને સાથે સાથે પૈસા પણ એ ઘરે આવીને તમને આપી જાશે વિધડ્રોલ તમારે બેન્કે પણ ધક્કો ન થાતો તમે તમારો ધંધો ઉદ્યોગમાં આગળ વધી શકો બીજું હજી આનાથી આગળ નાણાકીય નવીનતા માટે ઓનલાઇન ઇ કોમર્સ સર્વિસનો ઉપયોગ કરવો પડશે આપણે જેના કારણે શું થશે અત્યાર સુધી ઉદ્યોગવાળા એની લોકલ માર્કેટ અથવા ઓળખીતા લોકોનોથી જ ધંધો લેતા તા જ્યારે આજની નવીનતા માટે અને આજનો સમય એવો છે કે આપણે જુનાગઢ બેઠા હોય તો અમદાવાદ અમદાવાદ બેઠા હોય તો બેંગ્લોર બેંગ્લોર બેઠા હોય તો કેનેડા ત્યાંથી લોકોનો ધંધો લેવાનો છે આપણો ધંધાના વિકાસ માટે હવે બાઉન્ડ્રીની સીમા રાખવાની નથી એ સીમાને બારથી ધંધો લેવો હોય સે આપણે તો આપણે એને કોઈ પેમેન્ટ લિન્ક મોકલવી પડશે અથવા એને પ્રોડક આપણે બતાવવી પડશે ઓનલાઇન તો જો ઓનલાઇન એને પ્રોડક બતાવશું તો નાણાકીય વ્યવહાર એ ક્રેડ એપ છે યુપીઆઈ આઇડીથી છે અથવા લિપ ઉપર ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકે આજકાલ લોકોને ક્રેડિટ કાર્ડનો સમય બહુ ગમે છે તો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ લીધું હોય છે તો કસ્ટમર પણ ઈઝીલી પેમેન્ટ કરી શકશે ને કસ્ટમરને પણ ડિલે નહીં થાય એનાથી ઉપરાંત ઉદ્યોગ માટે આજકાલ ઘણા નાની નાની દુકાનવાળા માટે પણ મોબાઈલ એપ્લિકેશન ઘણી સારી અવેલેબલ છે તમે કોઈકને પાક્કું બિલ આપી શકો છો એમાંથી મોબાઈલમાંથી બિલ કાઢીને નાનકડું પ્રિંટર વસાવીને એના કારણે શું થશે તમારું નાણાકીય વહીવટ પણ સરખો રહેશે હિસાબ પૂરો રહેશે કેટલા લોકો આવ્યા કેટલો માલ વેચાયો તમારા માલનું અને પૈસાનો પણ લેવડદેવડ પાકી રહેશે ઈવન નાનો ગોલાવાળો છે એ પણ તમને પહોંચ આપી શકશે જે કરે છેને ભાઈ પેમેન્ટ લઈ અને ગોલાની પહોંચ આપી દ્યો કે આ પૈસા તમારા આવી ગયા આ ગોલો છે તમારા મોબાઈલમાં રેકોર્ડ રહેશે સાંજે કે આટલું સેલ થયું છે આટલું વેચાણ થયું છે મને મારે આટલો નફો થયો છે માણસો ઉપર રાખેલું હોય છે તો પણ તમારો હિસાબ પૂરો મલશે માણસો ઉપર ડીપેન્ડ નહીં રહેવું પડે અથવા માણસોની ચકાસણી પણ તમારે નહીં કરવા જવી પડે જે હિસાબ થશે તે પૂરેપૂરો હિસાબ થશે આ વસ્તુની જરૂર છે ઉદ્યોગમાં નાણાકીય ઈનોવેશન નવીનીકરણનો મુખ્ય હેતુ તમારો હિસાબ સહેલો કરવાનો છે જેટલો તમારો નાણાકીય વહીવટ સહેલો એટલો તમે ધંધામાં વધુ ધ્યાન આપી શકો અને ધંધાને આગળ ધપાવી શકો